મારા મતે ભારત એક કલાશૈલી અદ્ભૂત થઈ અદૃશ્ય થઇ રહી છે જેમ કે પહેલાના જમાનામાં લોકો માટીનાં વાસણનો ઉપયોગ કરતાંં હતાં અને માટીનાં વાસણો જાતે બનાવીને તેનો ઉપયોગ કરતાં હતાં અત્યારે આધુનિક યુગમાં લોકો જોઈએ તો લોકો સ્ટીલનાં લોખંડનાં વગેરે જેવા કાંસાનાં વગેરે વાસણોનો ઉપયોગ કરે છે જે જે પહેલાં જ પહેલાંના જમાનામાં જેનો કોઈ ઉદ્ભવ હતો નહીં પહેલાનાં જમાનામાં આ જે કુંભારી કામ લો કુંભારી કામ કરતા જે વા વાસણો બનાવે છે માટીનાં વાસણો બના બનાવે છે તે ક્યાંય અત્યારે જોવા મળતા નથી જે આ શૈલી અત્યારે અદૃશ્ય થતી જોવા મળે છે અને દિવસે ને દિવસે આધુનિક યુગમાં લોકોની જીવનશૈલીમાં બદલાવ આવતો જાય છે અને જેથી લોકો નવું અને નવું વસ્તુ જોવા માગે છે જેથી લોકો અત્યારે માટીનાં વાસણોનો ઉપયોગ કરતા નથી